ગુજરાતના ઇતિહાસમાં આપણા જે મહાન મહાન જે સંતો થઈ ગયા જેમકે નરસિંહ મહેતા છે પછી નરસિંહ મહેતા ગાંધીજી તે લોકો ગુજરાતમાં થઈ ગયા આપણાં ગુજરાતનાં જે વ્યક્તિત્વ છે તે આખા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે જેઓ બિઝનેસમેન છે અદાણી અંબાણી એ લોકોએ તે આખા વિશ્વમાં આપણા ગુજરાતનું નામ રોશન કરે છે ગુજરાતની અંદર બીજું કાપડ ઉદ્યોગમાં હીરા ઉદ્યોગ જોઈએ તો સુરત શહેર છે તે મતલબ સૌથી સારું આપણું પ્રથમ નામ આપણી જીભ ઉપર ચડે તો આ સુરત જ છે આપણે જો હીરા ઉદ્યોગને કાપડ ઉદ્યોગનું નામ લઈએ તો પછી થોળા સમય પહેલાં આખા ભારતમાં આપણે સૌથી સ્વચ્છ શહેર કયું છે એના માટેનું જે આવ્યું હતું પરિણામ તો એનામાં સુરત અને સુરત જે આપણા ગુજરાતનાં શહેર છે તે પણ આપણા પ્રથમ ક્રમાંક પર ક્રમાંક ઉપર આવેલું હતું અને